હું હમણાં જ મ્હારાષ્ટ્રમાંથી ગુજરાતમાં રહેવા આવી છું અને મારું મહારાષ્ટ્રમાંથી પીએમકેવાય કેવીવાય પોર્ટલમાં મારું નામ રજીસ્ટર થએલું હતું પરંતુ પ્રધાન મંત્રીની આ યોજનામાં મારું નામ હોમિયોપેથિક ડૉક્ટર તરીકે એ પોર્ટલમાં મેં અ અપડેટ કર્યું હતું પણ હવે હું મહારાષ્ટ્રથી ગુજરાત આવી છું તો મને સરનામું બદલવાની જરૂર પડી છે તો આ સરનામું બદલવા માટેની કેવી રીતે બદલી શકાય અને આ માટેની શું પ્રક્રિયાઓ હોઈ શકે એ વિશે મારે થોડું જાણવું હતું સરનામું હું ડાયરેક ઓનલાઈન જઈને બદલી શકું કે પછી મારે સરનામું લેખિતમાં આપવું પડશે એ વિશે મને થોડું માર્ગદર્શન જોઈતું હતું સરનામું બદલવું ખૂબ જ જરૂરી છે કારણ કે તો જ લોકો મારું સંપર્ક કરી શકશે અને સરનામું બદલવા માટે કયા કયા દસ્તાવેજો સરકાર માન્ય રહેશે તે પણ મારે જાણવું હતું સરકાર માન્ય દસ્તાવેજો મારે ફોમ ભરીને આપવા પડશે કે એ બધા દસ્તાવેજો હું ઓનલાઈન રજીસ્ટ્રેસન કરાવીને પણ ભરી શકું તો મને એ બાબતમાં પણ મર્ગ માર્ગદર્શન જોઈતું હતું સરનામું બદલવાની જરૂર પણ એટલા માટે જ પડી છે કે જેથી કરીને લોકો સારી રીતે મારો સંપર્ક કરી શકે અને લોકો ખોટા સરનામાને કારણે મહારાષ્ટ્રના શહેરમાં જઈને મને શોધવા નીકળે તો કદાચ હું ત્યાં તેમને નહીં મળું કારણ કે હવે હું નવી જગ્યાએ છું અને નવી જગ્યામાં લોકોને મારી સેવાનો લાભ મળી શકે એ પણ બહુ જરૂરી છે જેથી નવી જગ્યાના લોકોને મારી સેવાઓ આપવા માટે પણ આ સરનામું જલ્દીમાં જલ્દી બદલાય એ એને માટે મારે આ સરનામાને અપડેટ કરવાનું જરૂરી છે આ સરનામું કોણ અપડેટ કરી શકશે કેવી રીતે થઈ શકશે એ બાબતની મને વિગતવાર માર્ગદર્શિકા જોઈતી હતી અને એને કેવી રીતે સ્ટેપવાઇઝ આપણે કરી શકીએ એની પણ મને માર્ગદર્શિકા જોઈતી હતી આ માર્ગદર્શન મને કોણ પૂરું પાડશે કેવી રીતે પૂરું પાડશે એ પણ મને એ બાબતમાં પણ મને થોડી ચર્ચા કરવી હતી બીજું મારી આજુબાજુમાં પણ આ રીતના કોઈ સ્કિલ વર્કર્સ હોય તો એમને વિશે પણ મારે થોડું જાણવું હતું એટલા માટે જો હું સરનામું મારું જો જલ્દી અપડેટ થઈ જાય તો હું આજુબાજુ પણ લોકોને મળીને આના જે મને જરૂરિયાત છે એવા કામ કરનાર લોકોને શોધી શકું અને એ લોકોને હું મારી સેવાનો લાભ આપી શકું